બાળકોને વધુ રમવાની પ્રેરણા આપવા માટે ગ્રામીણ વિસ્તારોમાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ કે અન્ય શાળાઓ શાળાઓમાં સ્પોર્ટ્સના ટીચર મુકવા જરૂરી છે તેથી તેને તે શિક્ષક સ્ટુડન્ટ્સને માર્ગદર્શન પૂરું પાડે છે એ માર્ગદર્શન દ્વારા સ્ટુડન્ટને પણ ખબર પડે છે કે ગેમ રમવાથી ક્યાં ક્યાં આપણે પહોંચી શકે છે તથા અન્ય સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સોમાં પણ તમે જઈ શકો છો આગળ વધવા માટે આગળ વધવા માટે તમે શિક્ષક પાસે મંજૂરી લઈને અંદર પ્રવેશ કરો અને તે પછી તમને તે જાણકારી આપે છે કે શું શું હોય છે સ્ક્રીન ટાઈમ તમારો આંખનો ખરાબ ને તમારા શરીરમાં અન્ય બીજે બીમારીઓ ઘુસે છે પણ રમતો રમવાથી ખૂબ સ્વાસ્થ્યને ફાયદો થાય છે તથા આગળ વધાય છે